નાનપણથી જ મને બાઈક જે છે એ ખૂબ જ ગમતું હતું બાઈકિંગ શરૂ કરવાની પ્રેરણા મને મારા મિત્રો દ્વારા મળેલી હતી કે જેઓ લાંબી લાંબી ટૂરની અંદર બાઈક લઈને જતા હતા જેથી મને પણ થયું કે મારે પણ બાઈકિંગ શરૂ કરવું જોઈએ અને અટલા વર્ષોની અંદર આ બધા મિત્રોને લીધે જ મારો બાઈકિંગનો ઉત્સાહ જે છે એ જળવાઈ રહ્યો છે આ સિવાય નવી નવી બાઈક્સ જેવી કે હોન્ડા હીરો સ્પ્લેન્ડર વગેરે જે છે એ વાપરવાથી પણ મારા બાઈકના ઉત્સાહમાં વધારો થયો છે